હા બોલો હા બોલું છું બોલો ક્યારે આપ્યો હતો તમે શું પ્રોબ્લમ હતો મોબાઈલમાં સારું હવે બે દિવસ કીધા હતા તમને બે દિવસમાં થઈ જશે અને હા તો થઈ જશે હવે બે દિવસ આટલા દિવસથી રાહ જુઓ છો હવે બે દિવસ વધારે જોઈ લો આ મોબાઈલ હવે કામ ચાલું જ છે તમને કેટલા પૈસા આપેલા તમે હા ઠીક છે બે બે દિવસમાં તમને રાહ જોઈ લો અમે બે દિવસમાં તમને કરી આપીએ એ સાહેબ બે દિવસ આટલી બધી રાહ જોવા જોઈ લો ને હવે સારું રહેશે એમ અત્યારે તમે કઈ બાજું છો અમારી દુકાનમાં હું તમને ફોન કરું થોડીવારમાં આવી જશે થઈ જશે ઠીક છે ઠીક છે હું ફોન કરીશ તમે જ્યાં હોવ ત્યાંથી આવી જજો ઓકે

ઠીક છે ચાલો હું ફોન કરું થોડીવારમાં તમને હા હા ઠીક છે ઠીક છે બહાર છો